ખરેખર માણસને તો હંમેશા પોતાનાં અં પોતાનાં મૂળ સાથે જોડાવું એટલે કે જમીન સાથે હંમેશા સંકળાયેલા રહેવું જોઇએ આસમાનમાં ઉડવાવાળા પણ ક્યારેક અં જમીન સાથે એ જ્યારે છેડાં છોડી નાખે છે ત્યારે જે પડતી આવે છે તે એકસામટું એ એટલું આઘાત અપાવે છે કે એની કોઇ સીમા નથી રહેતી અં હું હંમેશા પહેલાંથી જ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોન્ગ કરું છું ઘણી બધી જરુરિયાત એવી હોય છે જે આપણા અં સમજી વિચારીને પૂરી પાડવી પડે છે એટલે હંમેશા જમીન સાથે જોડાયેલી રહેશું તો ક્યાંકને ક્યાંક આપણને ફાયદો રહેશે